જો ગ્રામ્ય વિસ્તારની વાત કરું તો લોકો ઘરગથ્થું જ વધારે રમે છે જેમકે કેરમ જોઈ લઈએ તો કેરમ લોકો ઘરમાં જ રમે છે મોસ્ટ ઓફ તો ઘેરમાં ચાર જણાં ભેગા થાય અને ઘરમાં રમે છે અને જો જરાક વધારે રમે તો ગણપતિ આવે એટલે ગણપતિમાં વધારે રમે લોકો કેમકે ત્યાં આખીને આખી નાઈટ કાઢવાની હોય એટલે લોકો ત્યાં વધારે રમે એમ તો બે બે જણની ટીમ હોય જે જીતે તે પાછું રમે અને જે હારે તે ઊઠીને જાય ઘરે તે પછી એને બીજે નેક્સ્ટ વારી આવવાની તેની રાહ જોવે એમ રમવા તો ઘણાં સારા રમે તો ઘણું સારું એમ ગામડામાં પણ સારું એવું રમાય છે પણ શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરમાં પણ એવું જ છે કેમકે શહેરમાં તો બહાર નીકળાય નહીં વધારે એટલે કે સિટી લાગી જાય એટલે ગાડી ને એવું વધારે જતું હોય એટલે આઉટડોર્સ ગેમ રમવાનું જરાક રિસ્ક હોય એમ અત્યારે ગામડામાં એટલે કેરમ ને એવું તો બંને જગ્યાએ રમાય પણ પછી વોલીબોલ છે ક્રિકેટ છે ને એવું બધુ ગામડામાં ગમે ત્યાં રમાય એમ થોડીક નાનકડી જગ્યા હોય ત્યાં રમાય પણ શહેરમાં તો એવું ના હોય ને શહેરમાં તો પ્રોપર જગ્યા જોઈએ ત્યાં કોટ જોઈએ જેમકે હવે શહેરમાં આજકાલ તો ગ્રીન નેટ નેટ બંધાવા લાગી છે બધી જગ્યાએ જેનું ભાડું એક હજાર રૂપિયા પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા પર અવર હોય છે ત્યારે ગામડામાં એવું નથી હોતું ગામડામાં તો મસ્ત જગ્યા હોય છે ગ્રીનરી હોય છે સારી એવી જગ્યા પર રમાય છે પરંતુ એમ જોવા જાય તો ગામડામાં મજા વધારે આવે છે શહેર કરતાં શહેર શહેરમાં એટલી બધી ગ્રીનરી નથી હોતી અને વોઇસ પોલ્યુશન નોઈસ પોલ્યુશન ઘણું હોય છે અને ગ્રીનરી પણ એટલી બધી હોતી નથી ગાડીનો ઘોંઘાટ શોર વધારે હોય છે અવાજ હોર્ન ને એવું નો ઘણો હોય છે ગામડે તો ઘણું સારું ગ્રીનરી હોય છે જેમ પછી લોકોનો સ્વભાવ ઘણો સારો હોય છે ગામડામાં શહેરવાળા કરતાં તમને રમવાનું પણ મજા આવે હવે તો ગામડામાં પણ ખૂબ જ સારી એવી ટુર્નામેન્ટનો આયોજન થાય છે જેમકે જેમકે ક્રિકેટ છે વોલીબોલ છે બેડમિન્ટન છે એવું ઘણી બધી રમતો રમાય છે અને ગામડામાંથી પણ હવે લોકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર જતા થઈ ગયા છે ક્રિકેટની વાત કરું તો ક્રિકેટમાં તે અમારા પાનેરા ગામના બંટી પટેલ ટેનિસ ક્રિકેટનો સ્ટાર ગુજરાતની ખૂશ્બુ નામે ઓળખાય છે તે અમારા બાજુના ગામના પાનેરાનાં ગામનો છે પછી બીજું નાઝિમ ગુલ્લી પારડી એને ફીરકી કા જાદૂગર બોલે છે ફિરકીનો જાદુગર કહે છે પછી કેનેટ એને રફ્તારનો સોદાગર કહે છે મતલબ કે ગામડામાં પણ હવે રમતો ખૂબ જ રમાય છે અને સારા એવાં લેવલ પર રમાય છે